મારી જે પ્રોડક્ટ હતી એ મેં સીબીએસસીની બુક્સ મંગાવી હતી સીબીએસસી બોર્ડની એટલે એ એનસીઆરટીની હતી એમાં એવું હતું કે અમુક પેજ ઉપર જે પ્રિન્ટિંગ હતીને એ બે વાર થયેલી હતી એટલે કે આગળ ફોર્થ ચેપ્ટર હોયને તો એ ત્રીજું ચેપ્ટરનું બી એમાં ઉપર પ્રિન્ટ કરેલું હતું એટલે એ વંચાતું નહોતું કંઈ પણ મારી કેમેસ્ટ્રીની ટેક્સબુક હતી એ અને અમુક પેજ ઉપર પ્રિન્ટિંગ સાવ એકદમ લાઈટ હતી તો કંઈ દેખાતું નહોતું અને વર્ષ પત્યું ત્યાર સુધી તો એ એટલે એમાં જે લખ્યું હોય એ તો ખબર પડવા એટલે મળવાની જ બંધ થઈ ગઈ શરૂઆતમાં તો તોય વંચાતું હતું થોડું પછી મારી ત્રણ ચાર નોટબુકો એ ટેક્સબુક એવી હતી કે એમાં પેજ ફાટેલા હતા વચ્ચેથી અને અમુક પેજીસ મિસિંગ હતા અને એક ટેક્સબુકમાં એવું હતું કે એક ચેપ્ટર જ આખું મિસ થઈ ગયું હતું તો એમાં થોડું વાંચતા ટાઈમે થોડું ઇન્કન્વીન્સ આવતું હતું અને મને પછી ઓનલાઈન જે પીડીએફ અવેલેબલ હોય છે ગૂગલ ઉપર તો એ મારે રેફર કરવું પડ્યું એ મને પ્રોબ્લેમ આવી હતી